અમારે અહીંયાં નજીકમાં સરદાર પટેલનું ઘર છે મેમોરિયલ પાર્ક છે આજુબાજુ જ્યાં દૂર દૂરથી લોકો આવે છે અને વર્લ્ડ બેસ્ટ દૂધની ડેરી છે જે અમૂલ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં બહારથી પણ ઘણા લોકો જોવા આવે છે